હા હું ક્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે અમારી સાથે જગદીશ સોઢા હસમુખ પટેલ સુભાષ શાહ એ ત્રણ વિદ્યાર્થી એવાં હતાં કે જેના પૈસાથી મારા વિઝા લઈ એટલે કે સીપીએલડીપીએલ કોલેજમાં પ્રિન્સીપલ અને પ્રોફેસર હતા હવે એ લોકો રમતગમતમાં જેવી કે કબડ્ડી ખોખો એ બધામાં ઘણો ઇન્ટરેસ્ટ લેતા હતાં અને રાજ્યકક્ષા સુધી પહોંચી ગયેલાં સામાન્ય રીતે રાજપીપળામાં આખા ગુજરાતની સ્પર્ધાઓ થાય રમતગમત સ્પર્ધા થતી હતી એ સમયે થતી હતી એટલે કે આશરે ઓગણીસસો એંશી ઓગણીસસો સાંઠ પાંસઠની આજુબાજુ ત્યારબાદ કોલેજે મારી સાથે કિશોરભઈ મહીડા કરીને ઘણો ગરીબ વિદ્યાર્થી હતો અને એના પિતા લુહાર હતા પરંતુ તે ટેબલ ટેનિસમાં ઘણો ક્રિક્રેટમાં ઘણો હોંશિયાર હતો અને મારી જાણ પ્રમાણે એ રાજપીપળા છોડી જ્યારે એના મોટા ભાઈ સાથે રાજકોટ રમવા ગયો ત્યારે એ ક્રિક્રેટમાં ઘણો આગળ વધતો તો એ સમયે ક્રિકેટમાં રમતા કરશન ઘાવરી નામના ક્રિકેટરે એને મુંબઈ જવા માટે ઓફર કરી હતી જો તે સમય એ મુંબઈ ગયો હોત રણજી ટ્રોફી રમી શક્યો હોત અને ઘણો આગળ રીતે ઘણો આગળ આવી ગયો હોત લે રમત ગમતમાં આ પ્રમાણે છે ગુજરાત સરકારે આના માટે ઘણી બધી મહેનત કરાઇ કરી છે અને હજી બી કરવાની જરૂર છે અને એ માટે વિદ્યાર્થીઓ કરતાં પણ એમના માતા પિતાને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂર છે કારણ કે વિદ્યાર્થીઓ માટે તો માતા પિતા ખાલી ભણવાની જ વાત કરતાં હોય છે તેથી ગણતું નથી હોતું જો તેમના માતા પિતાને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને ગાઈડલાઇન મળી રહે તો વિદ્યાર્થીઓને સપોર્ટ મળે તો ઘણાં આગળ આવી શકે તેમ છે એવું મારુ પોતાનું અંગત મંતવ્ય છે